હા શાળાઓમાં અભ્યાસ ક્રમ સિવાયની વધારાની ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે જેમકે કરાટે ડાન્સ સ્વિમિંગ સ્કેટિંગ ઘણીબધી થાય છે હા અને વિવિધ પ્રકારની સ્પર્ધાઓ પણ થાય છે અને તેમાં ઇનમોમાં હોય છે છોકરાઓ માટે સ્ટેશનરી પાઉચ એવું બધું હોય છે હા હું સ્કૂલમાં હતી ત્યારે મેં પણ ભાગ લીધેલો છે મેં લીંબુ ચમચી જેવી સ્પર્ધા રમતમાં ભાગ લીધેલો હતો અને તેમાં બહુ જ મજા આવેલી હતી ખૂબ જ સારો અનુભવ હતો